ધાર્મિક તહેવારોમાં મકરસંક્રાંતિમાં તલના લાડુનું મહત્ત્વ છે હોળીમાં ગળી સેવ ઘઉંની બનાવવામાં આવે છે દિવાળીમાં ફરસાણ મીઠાઇનું મહત્ત્વ છે ધનતેરસમાં લાપસી કરીએ છીએ પણ ગુજરાતમાં સૌથી વધારે સૌથી વધારે બનતું વ્યંજન લાડુ છે જે શ્રાવણ મહિનામાં શિવજીને પણ ધરાવવામાં આવે છે અને ગણેશપૂજનમાં ગણપતિ બાપાને પણ ધરાવીએ છીએ